હા સર હું કોમલ વાત કરું છું આપણે ડાયાબિટીસ પેસન્ટ છું તમારી હું રેગ્યુલર તમારે ત્યાં આવું છું હા તો સર હવે મારે એવું પૂછવું તું કે આજે તો ડાયાબિટીસ મારૂ કંટ્રોલમાં આવી ગયું છે હવે મારે આગળ શું પગલાં લેવાં જોઈએ બરાબર બરાબર બરાબર છે સર બરાબર એમાં ગળપણ આવે તોય ફળવાળું ગળપણ ચાલે

બરાબર છે એટલે ના કરતી નથી પણ મને એક બે જણાએ એવું કીધું હતું કે જરાક અમુ અમુક કસરતો આવે એવી કે થોડુંક ચાલવાનું કે એવું કરવું જોઈએ તો કેટલા મિનિટ ચાલવું જોઈએ સર એવું કઈ બરાબર એટલે રોજની ત્રીસ મિનિટ જેવુ ચાલે પાંચ છ દિવસ તો ચાલે બરાબર છે બરાબર છે અંહ અને આ બધા એવી વાતો કરે છે બધાનું મેં સાંભળ્યું છે એ પ્રમાણે કે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું હોય તો આપણે પેલું એલો વેરા કહીએ છીએને કુવરપાઠું એનો જ્યુસ પીવાનો કે છે બધા તો એવું બધું આપણે ઘરે ઘરગથ્થું ઉપાય કરી શકાય એના અને બીજું એવું પૂછવુંતું સર કે કેટલા કેટલા ટાઈમે ડાયાબિટીસનો ટેસ્ટ કરાવો પડે બરાબર છે સર હા હા ઓકે સર હા ચોક્કસ ઓકે સર હા સર હા હા હા થેન્ક યુ સર